હા હું પુસ્તકાલયની મેમ્બર છું અને હું ઘણા બધા પુસ્તકો વાંચવાનું રાખુ જ છું ઘણી વખત પુસ્તકાલયમાં જવ અને નવા નવા પુસ્તક લઈને આવું છું મને ખાસ કરીને કનૈયાલાલ મુનશીની રચનાઓ ખૂબ જ ગમે છે અને એમની મોટા ભાગની પુસ્તકો મેં વાચેલી છે એમાંની મારી ખાસ ગમતી પુસ્તક છે કૃષ્ણાવતાર અને મેં મારા ઘરમાં પણ ઘણી બધી પુસ્તકો વસાવેલી છે પુસ્તકાલય તો નહીં કહું પણ નાનું એક એવી જગ્યા રાખેલી છે કે જેની અંદર મેં મારી બધી પુસ્તક મૂકેલી છે અને એ એ વારે ઘડીએ હું વાંચતી હોવ છું કારણકે એ બધી મારી પસંદગીની જ પુસ્તકો છે